તમારું મન તન સ્વસ્થ તો તમે પણ સ્વસ્થ રમત ગમત એ તમારી જીવનશૈલીનો ખૂબજ મહત્ત્વનો ભાગ છે તમને કાયમ નીરોગી રાખે છે તમને નથી મન ઉપર કોઇ દીવસ બોજ આપતું કે નથી તન ઉપર બોજ આપતું દરેક દરેકે બાળક હોય વય હોય વૃદ્ધ હોય મહિલા હોય પુરુષ હોય દરેકે પોતાના જીવનમાં રમત ગમતને આખા દિવસમાં ગમે ત્યારે સ્થાન તો આપવું જ પડે છે એ તમને કાયમ સ્વસ્થ રાખે છે તમને સફળતા અને નિષ્ફળતાની સાથે એ તમારો પરિચય કરાવે છે અને એની સાથે તમને ઘણું બધુ નવું શિખવાડે છે એનાથી તમારા મગજ એટલે કે મેન્ટલ હેલ્થ સુધરે છે તમારામાં ડિસિપ્લિન આવે છે તમે એકજ ટાઈમે ઉઠો એકજ ટાઈમે વ્યાયામ કરો એ બધું ડિસિપ્લિ અને હા બહારની તાજી હવા તમને ઓક્સિજન મળે છે તમારું હ્રદય એકદમ સ્વસ્થ રહે છે તો એ બધું જ તમારા માટે ફાયદાકારક છે એટલે રમત ગમત હોવું ખૂબ જ જરૂરી છે